મારા પ્રિય લેખક એ ઝવેરચંદ મેઘાણી છે કારણ કે તેમની જે સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રના ઢંગમાં જે રીતે તેઓ કાવ્યો લખે છે લખાણ લખે છે નવલકથાઓ લખે છે તે મને ખૂબ સારી લાગે છે અને તેમણે એક જે બહોત બહુ પ્રખ્યાત એક કાવ્ય લખ્યું છે ચારણ કન્યા જેમાં એક ચારણ કન્યાની વાત કરવામાં આવેલી છે એ પણ ખૂબ એક સારી એવી કવિતા છે જે ખૂબ પ્રસિદ્ધ છે અને જ જ ઝવેરચંદ મેઘાણીનું એક સૌરાષ્ટ્રની રસધારા નામનું પુસ્તક છે તે પણ ખૂબ સારું છે તે પણ મેં વાંચેલું છે તો એવા જે સૌરાષ્ટ્રના એક વાતાવરણની અનુભૂતિ કરાવે એવું પુસ્તક તેમનું મને ઘણું ગમે છે